હા મને લાઇબ્રેરી હેલો હા મને ચોય ચોય ચંદ નામની બૂક જોઈએ છે તો તો ચાંદ ઓકે મેં લાઇબ્રેરીની ફી ભરેલી છે સો રૂપિયા હવે તો તો ચાંદ નામની બૂક જોઈએ પણ મને વધારે ટાઈમ માટે જોઈએ છે

બરાબર એટલે મારે દસ દિવસ માટે જોઈએ છે બરાબર ડેટ હજુ ફિક્સ તો નથી મે બી ઓકે હું આજે જ આજે જ હા ઓકે બરાબર હા તો દસ દિવસ માટે બૂક લઈ જશે ને એક દિવસનો એક રૂપિયોને પાંચ રૂપિયા ઓકે પાંચ રૂપિયા છે બરાબર બરાબર હવે લાઇબ્રેરીની ફી ભરેલી છે સો રૂપિયા અને હું રેગ્યુલર કસ્ટમર છું તો બી લેટ ફી કરવી આપવી પળશે બરાબર

હા ઓકે ઓકે થેંક યુ